હા ઓફ કોર્સ તમારે કેવો ટેસ્ટ જોઈએ છે તેમાં હા તો હું ટ્રાય કરીશ તેવી રીતે બનાવવાની પણ જો પણ તમારે જેવો ટેન્સ જોઈએ છે એ હું લઈ આવવાની હું ટ્રાય કરીશ અને બાકી તો અમારે અમે બનાવીએ છે એ બધાને પસંદ જ આવે છે અમારો ટેસ્ટ પણ તમે કીધું છે એ પ્રમાણે હું બનાવી પણ ટ્રાય કરીશ તમારે તેને જે જોઈતો છે ઓફ કોર્સ મળી રહેશે તમને હા તો તમારે બટર નાનમાં બટર નાન ગાર્લિક નાન જોએ છે ને તમારે તો એમાં બટર અ એડ કરવાનું છે કે નહીં હા અને પનીર પનીરમાં પાલક પનીરમાં હા ઓકે વાંધો નહીં વીસ મિનિટ પછી વીસ ત્રીસ મિનિટ થેન્ક યુ